હલો હા ગરિમા કન્સલ્ટન્સીમાંથી બોલો હા ભાઈ એક્ચુલી મને પ્લેસમેન્ટ માટે મેં તમને કોલ કર્યો હતો મારે જોબની જરૂર હતી તો મારું મારું કોલિ કોલિફિકેશન એમએ બીએડ કરેલું છે આમ તો મેં એટલે આમ તો મેં એઝ ટીચર મેં જોબ કરતી હતી પહેલાં પણ હવે મારે થોડું ચેન્જ કરીને કોઈ આમ સારા મોટા એવાં ટ્યૂશન કલાસ કે એ રીતનું કંઈ તમારી પાસે વેકન્સી આવતી હોય તો આ સ્કૂલમાંથી મારે એ કરીને ચેન્ બદલવું હતું એમ મારું કરિયરમાં જેમ કે શિક્ષણમાં લાઈનમાં જ મારે આગળ જવું છે પણ થોડું ચેન્જ કરવું હતું મારે હું હમણાં સ્કૂલ ટી એઝ એ સ્કૂલ ટીચર કામ કરી રહી છું પણ મારે કોઈ મોટા એમ કે ટયુશન કલાસીસ હોય ને એમાં જોઈન થવું છે તો મારી પાસે એક્સપિરિ હં મને અનુભવ છે દસ વર્ષનો આટલા દસ વર્ષથી હું શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલી છું એમાં મેં બે ત્રણ વાર બદલ બદલી બી છે મારી જોબ ને અને માનો કે પાછલા બે વર્ષથી હમણાં એક જ સંસ્થા સાથે જો જોડાયેલી છું હું અને હું ત્યાં છોડવાનું વિચારી રહી છું પણ એ એ પહેલાં મને કોઈ નવી અહીંયાથી મળે વેકેન્સી જેવું એટલા માટે મેં તમને કોન્ટેક કર્યો હતો હમણાં મારો મારો પગાર છે મને મન્થલી ટ્વેન્ટી ફાઈવ થાઉઝન્ડ મળે છે પચીસ હજાર રૂપિયા હં એટલે હું પચીસ હજાર છે એટલે ત્રીસ હજાર રૂપિયા એક્સપેક્ટ કરું છું હમ્મ હમ્મ

શું સમજ ના પડી મને ફરીથી બોલશો હા હા સીટીસીમાં હં

હા હા સમજી ગઈ સમજી ગઈ તમારો અવાજ વચ્ચે વચ્ચે કપાઈ રહ્યો છે ભાઈ હલો હા એટલે તમે એવું કહો છો અમે કમિશન આટલા પર્સન્ટેજ લે છે એવું એટલે એ કમિશન વન ટાઈમ યા દર વખતે લો વન ટાઈમ એટલે વર્ષમાં એકવાર પછી બી સેકેંડ વર્ષે તો નહીં ને હં એટલે જોઈનીંગ કરો એટલે એકસાથે બધું પેમેન્ટ તમે એક વારમાં લઇ લો જે બી મારુ સીટીસી નક્કી થાય એના આટલા પોઇન્ટ ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટ ઓકે હા હા હા તો સર તમે મને શોધીને કહો ને કોઈ એવું સારું ટ્યૂશન કલાસીસમાં જ મારે જોઈન્ટ કરવું છે મારે શ શાળામાં નથી કરવું હે ને કલાસ હોય હા હું ઓકે સારું સારું હું તમને મોકલી દઉં છું મારો પૂરો બાયોડેટા મોકલી દઉં છું અને મારું પ હેં ને ઓકે ધન્યવાદ